હલો બોલો નમસ્તે ફાઇન તમે કેમ છો બોલો અચ્છા ઓકે અચ્છા તમે ક્યાંથી બોલો છો અચ્છા અચ્છા એચયુલી એટલા બધા ઘરાક હોય છે ને એટલે પેલું નામ યાદ નથી રહેતું એટલે બીજું કંઈ નહીં તમારું નામ શું છે ઓકે અચ્છા અચ્છા બોલો બોલો તમને શું જોઈએ છે આ વખતે હવે અમારી કેરી આ વખતે પણ એટલી જ સરસ છે એટલે તમે લેશો તો તમને પૂરેપૂરો સંતોષ થશે આ વર્ષે પણ જો રાજાપુરી બાવીસસો રૂપિયા છે કેસર બે હજાર રૂપિયા છે અને હાફૂસ તો ઘણી મોંઘી છે આ વખતે કેરીના ભાવ ઘણા ઉપર છે તો હાફૂસ તો પચીસસો રૂપિયે મણ છે તમને શું ચાલશે કઈ જોઈશે અને કેટલા તમને જોઈએ છે કેસર કેટલી જોઈએ કેટલાં મણ કેટલાં મણ જોઈએ કેસર તમને કેસર કેરી તો અમારી ખૂબ જ ખૂબ જ સરસ છે વીસ મણનો તો હું તમને ભાવ ચાલો રીઝનેબલ કરી આપું તમને પણ તમે લેવા આવશો કે મારે મોકલવાની છે કેવી રીતનું તમારે વ્યવસ્થા છે તો મને એ પ્રમાણે આગળ સમજ પડે મારે મોકલવાની છે સગવડ તો એ પ્રમાણે મારે એના પણ ભાવ તમારી પર લાગશે એટલે તમે એ કો તમારે મજૂરીના ભાવ તમારે આપવા પડશે ટ્રાન્સ્પોટેશનના પણ બરાબર છે અવે હમણાં તો મારી કેસર કેરી છે બે હજાર રૂપિયા મણ તો તમને વીસ મણ જોઈએ છે તો હું થોડો તમને ભાવ કરી આપું તો તમને બહુ બહુ તો હું અઢાર સો પચાસ કરી આપીશ બસ એનાથી વધારે તો મારાથી પણ નીચે નહીં જવાશે આ વખતે બેન કેરી બહુ મોંઘી છે ખાતર પાણી બધું જ ખૂબ જ મોંઘું છે એટલે કેરીના ભાવ વધારે છે તો હવે મોકલી આપું અને તમે એ ટેમ્પાવાળાને પૈસા આપી દેજો હોં એ ભાઈ માગશે ને એ પ્રમાણે આપજો કારણ કે એ લોકા એ લોકોની રીતે પૈસા ગણે છે અમારું કંઈ સાંભળતા નથી તો તમને એ જે કહે ને એ પ્રમાણે તમે પૈસા આપી દેજો બરાબર હું તમને બે દિવસમાં ડિલિવરી મોકલાવી દઈશ તમે તમારું એડ્રેસ છે ને મને જરાક તમારા વોટ્સેપ નંબર પર મોકલી આપો તો હું મને સારું પડે ટેમ્પાવાળાને સમજાવવા માટે ઓકે હા ચાલો થેન્કયૂ બાય બાય આવજો